હા મેં ટાસ્ક રેબીટ અથવા તો ફીવેર જેવા આભાષી વ્યક્તિને કામ કરતા જોયા છે જ્યારે અમે ત્રણ વર્ષ પહેલા જન્માષ્ટમીની રજાઓ હતી ત્યારે મારો આખો પરિવાર અમદાવાદમાં સાયન્સ સેન્ટરમાં ત્યાંની સાયન્સ સેન્ટર ગયા હતા ત્યાંની મુલાકાત લીધી હતી એ દિવસે મારો એટલો સારો યાદગાર દિવસ રહ્યો છે કે ત્યાં મને ઘણી બધી નવી નવી ટેકનોલોજી જોવા મળી એવા ઘણા બધા અલગ અલગ પ્રકારના રોબોટ જોવા મળ્યા અને તેઓ વિવિધ પ્રકારનું કામ કરતા હતા એક જગ્યા એવી હતી કે જ્યાં તમારે જે જે પણ ખાવાનું ખાવું છે એ વસ્તુ તમારે ત્યાં એ રોબોટને કહેવાની અને એ રોબોટ તમારી દરેક બોલેલી વસ્તુઓને જે પણ જમવાની છે ખાવાની વસ્તુઓ છે એ સાંભળી અને તેનાં ટેબલ પર જઈ ત્યાંથી કિચનમાંથી જઈને બધી જ રસોડામાંથી જઈને બધી જ વસ્તુઓ તે આપણે જે પણ ઓર્ડર કર્યો હોય ખાવાની વસ્તુઓ એ બધી એ બધી વસ્તુઓ ત્યાંથી લઈને આપણાં ટેબલ સુધી આવે છે અને થેન્ક્યુ તમે અમને અમારે ત્યાં ઓર્ડર કર્યો એની માટે થેન્ક્યુ એમ કરીને એવો સરસ જવાબ આપે છે જ્યારે એ આવતું હતું ત્યારે મને મારી દીકરીને અને મારા પતિને ખૂબ ખૂબ નવાઈ લાગી હતી કે એક રોબોટ આવું કામ કરે છે ને બીજો વિભાગ એવો હતો કે બે રોબોટ બેડમિન્ટન રમતા હતા ત્યારે એવું થયું કે બેડમિન્ટન તો આપણાંથી ઘણીવાર રમાતું નથી પણ એ લોકો એટલું સરળતાથી રમતા હતા ગેમઝોન જેવું હતું ત્યાં પણ એવા કુસ્તી લડતા હતા બે રોબોટ તો એમાં પણ એક એક રોબોટને પાડી દે છે અને બીજો રોબોટ પાછો આવે છે એ પણ જોવાની મને અને મારી દીકરીને ખૂબ મજા આવી હતી મારી દીકરી બહુ એ દિવસે ખૂબ હસી હતી અને ત્યારબાદ અમે બીજા એવાં ઘણાં બધા એક જગ્યા એવી હતી કે ત્યાં ખેતીમાં આપણે ખેતી કરીએ છીએ ત્યારે ઘણાં બધા વસ્તુઓ જે બિયારણો વાવવાં હોય કે એવાં એનાં માટે પણ ત્યાં રોબોટનો ઉપયોગ થતો હતો એટલે એ ત્યાં પણ આવા રોબોટની નવી નવી વસ્તુઓથી એ નવી નવી ટેકનોલોજીથી ઉપયોગ કરીને ખેતીને ખૂબ સારી રીતે આપણે સારી રીતે પાક કરી શકીએ બીજી કે લડાઈ કરે છે જ્યારે દેશનાં બોર્ડર ઉપર ત્યારે જેની સરહદ છે દેશની સરહદ પર જ્યારે પણ આપણી લડાઈઓ થાય છે ત્યારે રોબોટ કઈ રીતે આપણને ઉપયોગી થાય છે એ પણ ખૂબ સારી રીતે અમને બતાવવામાં આવ્યું હતું એના પરથી પણ એવું લાગ્યું કે આ બધી જો ટેકનોલોજીનો ઉપયોગ થાય ને આવા રોબોટ એટલા સરસ રીતે કામ કરતા હતા એ જોઈને ખૂબ જ આનંદ થયો ને બહુ નવાઈ લાગી હતી એટલા અને એક જેવા તમે એન્ટર થાઓ છો ત્યાં તમને એક મોટો ગેટ ઉપર સાયન્સ સેન્ટરના ગેટ ઉપર મોટો રોબોટ ખાસો ત્રણ માળ ઊંચો હશે એટલો મોટો રોબોટ તમને જોવા મળે છે એટલે બાળકો મારી દીકરી હતી એને તો એ તો બહુ જ ખુશ થઈ હતી ને મને પણ ઘણું બધું જાણવા મળ્યું હતું કે આજે માણસની જગ્યા રોબોટ લઈ રહ્યું છે અને તે આવી રીતે કામ કરી રહ્યું છે બીજી જગ્યાએ એલેકસા પણ મેં જોયું છે કે જયારે એને પણ આપણે આપણા કમાન્ડ આપીએ છીએ કે ભાઈ અહીંયાથી આ બટન બંધ કર કે એસી ચાલું કર કે ટીવી બંધ કર તો એ બધું જ એ એની રીતે કરે છે એમાં પણ ખૂબ મજા આવી કે આવી રીતે કરે છે સાથે હવે તો નવી નવી વસ્તુઓ નવી નવી ટેકનોલોજી એવી આવી છે કે તમે એવી એવું મશીન હોય કે આપણા બોલવાથી એ ઘરમાં પોતું મારવાનું ચાલું કરી દે છે પહેલાં તો કચરો કાઢે દરેક ખૂણાઓમાંથી અને પોતું મારે એ ક્યારેય પડી નથી જતું દાદરા હોય તો દાદરાની ખબર છે કે બીજો સ્ટેપ આવે છે બીજો દાદર આવે છે તો મારે નથી ઉતરવું તો ત્યાં એ અટકી જાય છે તો એટલે એ જોઈને પણ આનંદ થાય છે કે આને કેવી રીતે ખબર પડે છે એ કે આ આવી રીતે કામ કરે છે એટલે મને તો બહુ જ ગમ્યું મેં આવાં ઘણાં બધા આવી વસ્તુઓ જોઈ છે અને શું ના ગમ્યું તો આ બધી વસ્તુઓ ક્યારેય આપણે જોઈ નથી હોતી એટલે ગમવા ન ગમવાનું તો સવાલ હોતો નથી કારણ કે આ બધી વસ્તુઓ હમણાં સુધી માણસો કરતા હતા અને હવે એ એક રોબોટ કરે છે કે કોઈ એક ઇલેક્ટ્રોનિક ગેજેટ કરે છે ત્યારે એમ થાય છે કે એક આપણાં બોલવાથી આપણા અવાજ નીકળવાથી આ વસ્તુઓ તરત જ થઈ જાય છે તો મને ન ગમ્યું એવું તો નહીં પણ ઘણી બધું નવાઈ લાગે છે અને ઘણું બધું ગમ્યું છે